પહેલાંના સમયમાં લોકો મનોરંજન માટે નૃત્ય છે લખોટીની રમત છે અને હોકીની રમત છે ક્રિકેટની રમત છે વગેરે રમતથી પોતાનું મનોરંજન કરતા રાજા રજવાડા વખતે નૃત્ય એક ખાસ મહત્ત્વનું મનોરંજન માટે હતું તે અત્યારે મનોરંજન માટે તેઓ નૃત્ય કરાવતા તેઓ બહારથી અને ઘણા લોકો રાજાને સામે નૃત્ય કરતા તેનાથી તેઓ લોકો પોતાનું મનોરંજન કરતા તે સમયે ટીવી હતી નહીં તેથી તેમનું મનોરંજન કરવા ગામને ઓટલે બધાએ બેસીને એકબીજાના સુખ દુઃખની વાત કરતા અને પછીના જમાનામાં ટીવી આવતાં રામાયણથી એ લોકો પોતપોતાનું જોઈને તેનું મનોરંજન કરતા ભારતમાં જે લોકો ટીવી અને અત્યારના નવા જમાનાના જનરેશનના લોકો ટીવી ફોન વગેરેથી પોતાનું મનોરંજન કરતા હોય છે તે જમાનામાં લોકો ચારપાઈ પછી ચોપાટ પત્તાં વગેરેથી પોતાનું મનોરંજન કરતા હતા અત્યારના લોકો ફોનમાં વીડિયો જુએ ટીવી જુએ કાર્ટૂન જુએ પિક્ચરો જુએ સિરિયલો જુએ તેનાથી પોતાનું મનોરંજન કરતા હોય છે ત્યારે પહેલાંના લોકો ટીવી હતાં નહીં ત્યારે એકબીજાની સાથે વાતો કરતા એકબીજાને મળતા તેઓ પોતાને સુખ દુઃખની વાતો એકબીજાને જણાવતા તે આ રીતે પોતાનું મનોરંજન કરતા હતા અને નૃત્ય જોતા અને સાથે નૃત્ય પણ કરતા હતા અને અત્યારના લોકો નૃત્ય ખૂબ જ ઓછા કરે છે પણ તેઓ ફોનમાં વિડીયો ગેમ અને અત્યારના ખાસ નાના બાળકો વિડીયો ગેમની પાછળ જ પડ્યા રહે છે ખબર નહીં અત્યારની આ ફ્રી ફાયર અને પબજી તેના પાછળના છોકરાઓ નાના છોકરાઓ ગાંડા જ થઈ જાય છે જે તે અંદર પોતાનું બધું ભૂલી જાય છે ગેમ મોબાઈલ માટે અત્યારે જમતી વખતે પણ તેઓ મોબાઇલનો ઉપયોગ જ કરે છે તે તે રીતે જ પોતાનું મનોરંજન પૂરું કરે છે